હલો નમસ્તે મેમ શું મારી વાત પૂજાબેન વકીલ સાથે થઇ રહી છે મેમ હું એક ખોટા કેસમાં ભરાઈ ગયો છું તમે મહેરબાની કરીને મારી હેલ મદદ કરશો આ કેસમાં બહાર માંથી બહાર નીકળવા માટે હા મેમ મારું નામ પ્રિન્સ બારોટ છે હું વિસનગરથી જ વાત કરું છું હું અને મારો મિત્ર અમે આંટો મારવા નીકળ્યા હતા બજારમાં તે દરમ્યાન અ ત્યાં આગળ ઘણા લોકો અ મારામારી કરી રહ્યા હતા એમને છોડાવવા માટે અમે ત્યાં આગળ એમની અ છોડાવવા માટે ગયા હતા એટલે ત્યાં આગળ તેમણે અમારા પર હમ હુમલો કરી દીધો અને એ વખતે જ પોલીસ ત્યાં આગળ આવી હશે

હા મેમ એ વખતે પોલીસ આવી હતી ત્યાં આગળ અને અમને પકડીને લઈ ગઈ હતી સદનસીબે મારા બે મિત્રો ત્યાંથી બચીને નીકળી ગયા હતા પણ મને પોલીસે પકડી લીધો હતો એટલે તે વખતે હું વિડીયો જ ઉતારતો હતો ત્યાં આગળ તે મારામારી જે લોકો કરી રહ્યા હતા તેમનો એટલે એ વિડીયો મારા સાથ પાસે પડ્યો છે સાબિતી માટે હા અને મારા મિત્રો બી છે તે લોકો તમારે ત્યાં રજૂ કરવા હ હશે તો હું કરી દઈશ તેમને કોર્ટમાં બરાબર મેમ વાંધો નહીં અમે આવી જઈશું તમારી ઓફિસે અને મેમ તમને વધારે ડિટેલસ વિગત વારે કહું તો મને પોલીસે પકડ્યો હતો અને મને જેલમાં બી મૂક્યો હતો ત્યાર બાદ પછી મારા પર ઇન્ક્વાયરી કરવામાં આવી હતી મારા પર મને નજર કેદમાં રાખવામાં આવ્યો હતો અને મારા ઘરે આવીને મારા પર પૂછ પૂછતાછ અને મારા પરિવારજનો ઉપર બી એમને બી પૂછતાછ કરીને એમને હેરાન કરવામાં આવે છે બરાબર મારા પાસે વિડીયો છે એ વાતનો જે ત્યાં આગળ મારામારી જે લોકો કરી રહ્યા હતા હા એ વિડીયો હું તમને મોકલી આપું તમે દેખી લેજો અને મારા મિત્રોને બી હું રજૂ કરી દઈશ તમારા સમક્ષ હા મેમ સારું અને મેમ તમારી આ કેસ માટેની ફીસ કેટલી લેશો તમે બરાબર મેમ પણ મારા સા પાસે હાલ એટલી સગવડ નથી કે એક સાથે ફીસ ભરી દઉં તો તમે એમાં મને કઈ કરી આપશો બરાબર મેમ કંઈ વાંધો નહીં સારું